આજે અમારા ગામમાં છે ને કલાનું પ્રદશન બહુ સારી રીતે થાય છે અને આજે કલા અમારા ગામમાં ઘણા લોકો એવા બે ત્રણ વ્યક્તિઓ એવા છે કે કલાને બહુ સારી રીતે એ જાણતા હોય છે અને અનુભવ બહુ સારો હોય છે અને એ લોકો અમારા ગામમાં ઘણા લોકોને આ કલા શીખવે પણ છે અને આ કલાને બનાવીને વેચે પણ છે અને ઘણા દિવસો એટલે ઘણા દિવસો થઈ ગયા એટલે એ વસ્તુ જે લોકો એ બનાવી હોય તો તેને ગામમાં રાખીને પ્રદર્શન કરવામાં આવે છે અને આખા ગામને પણ બોલાવે છે કોઈ પણ વ્યક્તિઓને લેવું હોય ખરીદવું હોય કે તે કલા વિષે જાણવું હોય તો વ્યક્તિ વ્યક્તિ આ પ્રદર્શન કરે તે એ સમજાવે છે અને આ આ પ્રદર્શનમાં માત્ર ખાલી અમારા ગામના જ ન હોય આજુબાજુના બધા જ ગામના જેટલા વ્યક્તિઓની બધા ગામના વ્યક્તિઓને બોલાવે છે પણ અને આ અમારા કલા પ્રદશનમાં એક નાની એવી સ્પર્ધા પણ રાખે કે જેટલા બાળકો હોય કે નાના મોટા જેટલા હોય એને રાખીને સ્પર્ધા રાખે કે જેને કોઈ પણ વ્યક્તિને જે કાંઈ કરવું હોય તે કરી શકે છે અને તે પ્રદશન કરે છે અને જે સારું કરે તો એને બસ એક નાની એવી ભેટ અને આખા ગામ વચ્ચે રાખીને એનું આભાર કરવામાં આવે છે અને સારી એવી તારીફ કરવામાં આવે છે એવી રીતે કે અમારા ગામમાં કરવામાં આવે છે ઘણા આજુબાજુના જેટલા ગામ છે તેમાંથી પણ ઘણા લોકો કલા પ્રદર્શનવાળા હોય કે કલાકાર હોય પણ આવે છે અને તેની વિશે વધુ અમને પણ જ્ઞાન આપે છે બારના ગામવાળા પાછા આને કાંઈ જે પણ વસ્તુઓ હોય ખરીદવું હોય તે બીજાના બીજા ગામવાળા પણ ખરીદે અને સારું એવું બધું જ્ઞાન લે અને જ્ઞાન દે અને અમારા ગામમાં બીજા ગામના આવીને અમને શીખવાડે કોઈક કલાકાર એવા હોય કે અમને ફ્રીમાં શીખવાડે કોઈક થોડા થોડાક એવા પૈસા લઈને અમને શીખવાડે અને અમારા ગામવાળા તો જે કલાકાર છે એ તો અમને ડેઇલી શીખવાડતા જ હોય છે જેમ કે દસ દર દ કલા દરરોજ અમને એક કામ બે કલાક અમને આ કલાક શીખવાડે અને સારું એવું અમને જ્ઞાન દે એ કલાકાર બસ માત્રા આ આ કલાકાર અમને માત્ર ગામના બધા જ વ્યક્તિઓને સારી રીતે રાખી અને કલાનું જ્ઞાન દેવા માગતા હોય છે અને આ કલાકારની પાસે વાંહે મારા પપ્પા તો એમ જ કે છે મને કે તું બેટા જે છે ને આ કલાકારની વાંહે તું પણ આ કલાકાર આ કલા શીખ બધું પ્રદર્શન તું પણ કર તને તું પણ આવી રીતે સારી એવી કલા કર અને હું પણ આવી રીતે ધીમે ધીમે માનીને મારા પપ્પાનું માનીને હું મંડ્યો બધું ધીમે ધીમે આ બધું શીખવા મંડ્યો તેમ હું પણ નાનું એવું નાનું બનાવો તો હાવ તો હું એ બનાવું અને સારી રીતે કરું તે મારા મમ્મી પણ એની પર નાનું એવું પેન્ટ કરે એની ઉપર ખાવાનું બનાવે સારી રીતે બધું કરતા હોય છે અને આવી જ રીતે અમે જીવનમાં બધું કલાનું શીખતા હોય છે અને અમારા કામમાં પણ થાય છે અને પ્રદર્શન થતા હોય છે અને જે ધીરે ધીરે અમારા ગામમાં આખા ગામમાં કલાનું પ્રદર્શન વધતું જાય છે બધાના જ તે બધાના ઘરમાં ક્લાસ ભણતો તો હોય જ છે અમારા ગામમાં અને બહું હારું એવું થતું હોય છે આ કલા સ્પર્ધાની વાંહે તો